એક પાંચ બે હજાર એકવીસ પાંચ પાંચ બે હજાર ત્રેવીસ ત્રણ બે બે હજાર બાવીસ આઠ ત્રણ બે હજાર વીસ ત્રણ એક બે હજાર નવ